ગુજરાતની વાત કરીએ ત્યારે ગુજરાતના માણસો વ્યવસાયમાં ખૂબ માને છે ગુજરાતનો એક એક માણસ વ્યવસાય કરવા માગે છે વ્યવસાયના આમ તો જોવા જઈએ તો ખૂબ જ લાંબો અને બહુ જ વિશાળ પ્રકારનો ભંડોળ છે બધા માણસો અલગ અલગ રીતે તેમનું કામ પૂર્ણ કરતા હોય છે ખૂબ સારો ભંડોળ આપણે જોઈએ તો કહેવામાં આવે છે કે અ મૅન્યુફેક્ચરિંગ એટલે કે ઉત્પાદન ઉત્પાદન ખેતીમાં ખેતીના કોઈ પણ અ સૌથી વધારે ખેતી થાય છે તો કે ભાતરમાં ભારત અને ગુજરાત ગુજરાતના દરેક જિલ્લામાં આપણે જોઈએ તો કંઈક ને કંઈક ઉગતું હોય છે જે આપણને ખાવા માટે પ્રદાન થાય છે ગુજરાતના સારા સારા મસાલા હોય છે એ ખેતી માટે કામ આવે છે પ્લસ મૅન્યુફેક્ચરિંગ હોય છે ઉત્પાદન કરવું હોય છે ટૅકસટાઇલનું હોય છે કાપડનું હોય છે અને ટૅક્સ્ટાઈલ અને ગ્રેનાઇટનું હોય છે ટાઇલ્સ લોકોનું હોય છે આ બધા વગેરે એ બધાં ભંડોળ છે જે રો આપણને વ્યવસ્થા માટે કામ આવે છે ગુજરાતમાં સૌથી વધારે રોકાણની વાત કરીએ આપણે રોકાણના સ્ત્રોતો રોકાણમાં હાલ હાલની તારીખમાં ગુજરાતમાં માણસો ખૂબ વધારે પ્રોપર્ટીઝમાં પડેલા છે પ્રોપર્ટીઝ પ્રોપર્ટીઝ ખરીદે છે પ્રોપર્ટીઝ વેચે છે જમીનો ખરીદે છે મકાનો ખરીદે છે પ્રોપર્ટીઝ ખરીને રીયલ એસ્ટેટ ખરીદી છે એમાં લોકો રોકાણ કરે છે શૅર સિક્યોરિટી માર્કેટ આ બધામાં પણ ગુજરાતમાં અત્યારે રોકાણ ચાલું છે માણસો કરે છે રોકાણ